હેલો ગેસ એજન્સી મારુ નામ અસ્મિતા છે અને હું ગેસ એજન્સી સાથે એજન્સી સાથે મારા તાજેતરના વિતરણ અનુભવ વિષે પ્રતિસાદ આપવા માટે તમને ફોન કર્યો છે મને મારો તાજેતરનો જે ગેસ સિલેન્ડર છે એ વિલંબથી મળ્યો હતો પરંતુ હું આ બાબતને અસરકારક રીતે સંભાળવા માટે તમારી ટીમને અભિનંદન પાઠવું છું તમારી ગ્રાહક સપોર્ટ ટીમે સમયસર અને વ્યવસાયિક રીતે વિલંબ વિષે માહિતી આપી તેમણે મને જણાવ્યું કે આજે ગેસ સિલેન્ડર છે તે કેમ મારા સુધી પહોંચવામાં વિલંબ થયો તેની મને માહિતી આપી તેમણે મારા પ્રશ્નનો વ્યવસાયિક અને મૈત્રીપૂર્ણ રીતે જવાબ આપ્યો અને અમને વિશ્વસનીય અને સકારાત્મક સેવાઓ પૂરી પાડવા માટે યોગ્ય પગલાં ભર્યાં જેના કારણે મને ખૂબ ખુશી થઈ તમારા શ્રેષ્ટ કાર્ય અને સમર્પણ માટે હું તમારો આભાર માનું છું આ પ્રકારની સેવા અમને સતત શ્રેષ્ઠ અનુભવો માટે પ્રેરણા આપે છે ધન્યવાદ શુભેચ્છાઓ